રેસ્ટોરન્ટમાંથી ફૂડ મંગાવવા માટે આપણને જે સ્વિગની ફેસેલિટી મળી છે તેના દ્વારા આપણે ખૂબ જ સરળતાથી અને ખૂબ જ ઝડપથી ફૂડ ઘરે મંગાવી શકીએ છે અને મારી ગમતી રેસ્ટોરન્ટોમાંથી મને જ્યારે ફૂડ ઘરે બેસીને શાંતિથી ખાવા મળે છે એનો આનંદ જ કંઈ અનેરો છે અને સ્વિગીની સર્વિસ માટે પણ હું ખૂબ જ પ્રશંસનીય છે અને ખૂબ જ આભારી પણ છું સ્વિગીમાંથી જ્યારે પણ મંગાવામાં આવે છે ત્યારે કોઈ પણ દિવસ ફૂડ ઢોળાયેલું હોય કે મોડું આવે કે એની ગં ખરાબ રીતે આપણને આપવામાં આવે એવું મેં જોયું મ મારો અનુભવ નથી અને રેસ્ટોરન્ટોમાંથી ગમતી વાનગીઓ સમયસર આપણા ઘરે આવે અને સ શાંતિથી આપણે એ વાનગી આરોગી શકીએ એના જેવું ઉત્તમ કોણ ક શું કહેવાય અને એ એની એ આભારી આપણી સ્વિગીની ફેસેલિટી છે જ્યારે અમે નાના હતા ત્યારે આ સ સો સગવડ અમારી પાસે નહોતી તો અમે સ્વિગીની સગવડને આજે સિગી સ્વિગી જેવી જે બી કંપનીઓ છે એ લોકોની સર્વિસને અમે ખૂબ જ આવકારીએ છીએ કે એ સર્વિસને લીધે આપણે ખૂબ જ સરળતાથી અને ફૂડ મેળવી શકીએ છીએ અને એ લોકોની એ સર્વિસને લીધે રેસ્ટોરન્ટવાળાને બી એટલો જ ફાયદો થાય છે કે આજે દરેક વ્યક્તિઓ ઘર બેઠા મારી ગમતી રેસ્ટોરન્ટ છે કે ભાઈ આતિથ્યના ઇડલી સંભાર મને બહુ જ ભાવે કે દહીંવડા તો કે ભાઈ આતિથ્યના હોય કે રાધા ક્રિશ્નના હોય તો એ ખાવાની મને અનેરી મજા ઘર બેઠા મળે છે અને એ સર્વિસથી અને આ ફૂડ સર્વિસ અને ડિલેવરી સર્વિસથી આપણે ખૂબ જ સરળતાથી અને સહજ રીતે આપણો મનપસંદ વાનગીઓ ઘરે મેળવી શકીએ છે જ્યારે ઓચિંતા મહેમાનો આવે તે વખતે તો આ સર્વિસ આપણને એક આશીર્વાદ અને એક વરદાન સમાન થઈ જાય છે કે આપણો આપણને શું કરીએ અને તે વખતે આ સર્વિસ દ્વારા આપણને ઘર બેઠા ડિલીવરી મળી જાય છે અને આપણે આરામથી આપણા મહેમાનોને પણ પૂરા સત્કારથી આપણે જમાડીને મોકલી શકીએ છીએ એટલે આ સર્વિસ માટે હું ખૂબ જ આભારી છું